સોળ એપ્રિલ ઓગણીસ સો છન્નું બે પાંચ ઓગણીસ સો ત્રાણું વીસ પાંચ બે હજાર વીસ ત્રીસ આઠ ઓગણીસ સો છ્યાંશી હા છ એક ઓગણીસ સો ચુંમોતેર હા અને લાસ્ટ ડેટ છે સત્તાવીસ દસ બે હજાર બાવીસ